હા ગુજરાતમાં અલગ અલગ તહેવારો અને પ્રસંગોએ મેળા ભરાય છે બધા જ પ્રકારના મેળા ભરાય છે જે શિવરાત્રીમાં પણ હોય છે જન્માષ્ટમીમાં પણ હોય છે અને મોસ્ટ ઓફ તો મેળાઓ તો લોક મેળા જેવા હોય છે અને આ મેળા વિષે જો હું થોડું જણાવું તો એમ કહી શકાય કે આ મેળાઓ જે તે તહેવારોને ધ્યાનમાં રાખીને છે એ યોજવામાં આવે છે હવે તે કોઈ પણ હોઈ શકે જેમ કે જન્માષ્ટમીના મેળા છે તો જન્માષ્ટમીના મેળામાં ચકડોળ છે અને વિવિધ પ્રકારની જે રાઇડ્સ છે એ બધી રાઇડ્સ છે એ તેમાં ઇંક્લુડ કરેલી હોય છે અને આ બધી રાઇડ્સ માં લોકો છે એ પોતા રાઇડ્સનો લેતા હોય છે આ સિવાય જન્માષ્ટમીના મેળામાં જોઈએ તો ખાણીપીણીની પણ ઘણી બધી વસ્તુઓ છે એ તમે જોઈ શકો છો જેમાં અલગ અલગ બધા ફૂડ સ્ટોલ હોય છે અને તેમાં અલગ અલગ બધી ખાણી પીણીની વસ્તુઓ હોય છે આ સિવાય મેળાઓ રમકડા અને તે બધું પણ હોય છે અને હા હું તો જન્માષ્ટમીના મેળામાં જ ગએલી છું એટલા માટે મને તેની ખબર છે શિવરાત્રીના મેળામાં જોઈએ તો બાવા સાધુને એવા બધા લોકો તેમાં વધારે જતા હોય છે તે ભક્ત ભક્તિ કરવા માટેનો મેળો છે તો તેમાં શિવભક્ત તમને જોવા મળે છે જન્માષ્ટમીના મેળામાં ઘણા સર્કસને એવું બધું પણ તમને જોવા મળે છે બાકી જોઈએ તો જન્માષ્ટમીના મેળામાં એવું હોય કે ખાણીપીણીથી લઈને રમકડા વગેરે જેવી અલગ અલગ બધી દુકાનો હોય છે ઘણી વાર મેળાઓમાં ઘર વખરીના સામાન પણ સરસામાન પણ તમને મળી જતો હોય છે અને ગુજરાતની બહાર જો કોઈ વ્યક્તિ એ મેળામાં જવું હોય તો ખાસ કરીને તો પેલા તે મેળા વિષે માહિતી મેળવી લેવી જોઈએ મારા મત મુજબ કારણ કે જો તમને કોઈ મેળાની માહિતી ખબર ના હોય અને તમે સીધે સીધા જાઓ તો પછી એ તમને નડતરરૂપ થઈ શકે છે કારણ કે માહિતી વગર જાઈએ તો પછી ઘણા બધા પ્રશ્નો છે એ આવી શકે છે અને ખાસ કરીને જ્યારે આપણે આપણા રાજ્યની બહાર જતા હોઈએ તો ખાસ કરીને એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે છેતરાઈ ના જઈએ કારણ કે અત્યારના સમયમાં બહુ બધા એવા કિસ્સા બને છે કે જેમાં છેતરાવાના ચાન્સીસ છે એ બહુ વધી જાય છે બીજી વસ્તુ એ કે મેળો છે તો મેળા વિષે ઘણું બધું હોય છે તો મેં મેળાની બધી માહિતીઓ છે તે જાણી લેવી જોઈએ જોઈ લેવી જોઈએ અને પછી જ મેળામાં છે એ જવું જોઈએ ઘણી વાર એવું બને કે અમુક એવા દુકાનદારો કે એ બધા હોય જે છેતરી જતા હોય છે વધારે ભાવ તમારી પાસેથી લઈ લેતા હોય છે કોઈ પણ વસ્તુના તો એ બાબતની પણ આપણને ખબર હોવી જોઈએ કારણ કે જ્યારે આપણે રાજ્યની બહાર જઈએ છીએ તો ત્યારે બધી વસ્તુઓ છે એ ફરતી રહેતી હોય છે તેમાં ભાવ પણ છે ને બાકી બધું પણ ફરતું રહેતું હોય છે તો એ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ બીજી વસ્તુ એ કે આપણે જ્યારે બહાર જઈએ છીએ તો ત્યારે રાઇડ્સનું પણ ધ્યાન રાખવું જોઈએ જેમકે અત્યારના સમયમાં રાઇડ્સ સરખી ન હોય તો પછી ઘણી વાર ઘટનાઓ પણ બનતી હોય છે જે પછી આપણને મુશ્કેલી સર્જી શકે એમ છે કે તેવી તો તે બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બાકી મેળામાં જાઈએ ત્યારે વધારે લોકો જાઈએ તો વધારે સારું રહેતું હોય છે તો એ હિસાબે મેળામાં જવું જોઈએને ગુજરાતની બહાર મેળામાં જવાનું થાય તો ખાસ બધી સારસંભાળ લઈને છે એ જવું જોઈએ નહીંતર પછી આપણને નુકસાન થઈ શકે છે